હાલો હેલો સર હું મારુ અજય બોલું છું અને મારે મહાભારતની ફિક્સનલ બૂક જોઈએ છે તમારી પાસે હાજર સ્ટોકમાં હશે ના ના મારે તો બલ્કમાં જોઈએ છે કારણકે અમારા અહીંયા જે ગ્રુપ છે ને જે આપણે વૃદ્ધો લોકોનું ગ્રુપ છે એના માટે જ કારણકે મહાભારતનો અત્યારે બધાને શોખ હોય ને એટલા માટે મારે બલ્કમાં જોઈએ છે તો તમારી પાસે મળી જશે અને જો હું તમને બલ્કમાં ઓર્ડર આપું તો કોઈ બેનિફિટ થશે કોઈ ડિસ્કાઉન્ટ કે કોઈ મળશે અમને અચ્છા તો મારે છે ને અત્યારે મારું બજેટ પાંચ હજારનું છે તો એમાં મારે કમ સે કમ હન્ડ્રેડ બુક્સ જોઈએ છે તો મળી જશે એમ અચ્છા તો એમાં મને કેટલો સમયગાળો લાગશે કારણકે મારી જોડે બહુ ટાઈમ નથી એટલે તમે જે બને ત્યાં સુધીમાં વહેલું કરી શકો તો અચ્છા અચ્છા અને એમાં કેવું છે ખબર મારે આ પણ મહાભારત તો જોઈએ જ છે પણ મારે પાછી રામાયણ મને ઓલી રામલીલા એ પણ જોઈએ છે તો એ મળી જશે તમારી બુક સ્ટોર ઉપર અચ્છા એટલે હાજરમાં અત્યારે નહીં પણ હોય અને હું જો આ બધાય બુકનો હારે ઓર્ડર આપું તો પણે મને ડિસ્કાઉન્ટ મળશે જ ને અને તમે છેલ્લે કયા પ્રાઇસ સુધી મને આપી શકશો કારણકે મારું બજેટ પાંચ હજારનું છે કારણકે હું અમે લોકો બધા મિડલ ક્લાસ લોકો છીએ એટલે અમારે સાથે બજેટનું જોવું પડે સમજ્યા કારણકે મારે બધાને વિતરણ અચ્છા અચ્છા તો એકજેટ પ્રાઇસ તમે મને કહી શકશો તો હું પાછા આગળ મારા જે લોકો છે એને આ કહી શકું ને એટલે એના પાસેથી આપણે કોન્ટ્રિબ્યુશન કઢાવવાનું હોય ને એટલા માટે એવું છે વાંધો નથી સર અને તમારો બુક સ્ટોર કઈ જગ્યાએ છે સર તો હું એક વાર આવીને રૂબરૂ મુલાકાત લઈ જઈશ